એ મને સાહિત્યનો શોખ પહેલેથી જ રહ્યો છે હું ઇવન ઓડિટમાં સર્વિસ કરતી હું રાજકોટ મ્યુનસીપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી ચીફ ઓડિટર હતી અને ત્યારે પણ હું હું સતત વચ્ચે વચ્ચેના સમયમાં અને રિસેસ દરમ્યાન પણ હું વાંચ્યા કરતી અને શબ્દોના સહારેને સાહિત્યના સંગાથે જીવી છું એટલે મને ખરેખર મને ઓડિટ કરવાનો પણ મને થાક નહોતો લાગતો મને ઘણીવખત સાંજે હું છૂટું ત્યારે બધાય માણસો કરમાઈ ગયેલાં જોવા મળતાં અને મને બધાં પૂછતાં કે જાનવીબેન તમે કેમ જરાય થાકેલા નથી લાગતાં ત્યારે હું કહેતી કે હું સતત છેને વાંચતી હોઉ છું અંદર અંદર હું ગણગણતી હોઉ છું કેમકે મને પુસ્તકો ગમે છે અને એટલે મને ઓડિટનો થાક નથી લાગ્યો અને અત્યારે પણ હું સારા સારા પુસ્તકો સતત વાંચતી હોઉ છું બુકટો કાપતિ હોઉ છું અને કવિતા પણ લખું છું મારી કવિતા ઘણીબધી જગ્યાએ પ્રચલિત થઈ છે અને ખાસ કરીને જે આમાં કીધું છેકે ક્યાં પુસ્તકે મને રડાવી કઈ વાર્તાએ મને રડાવી તો મને સૌથી વધુ જો મારા પ્રિય લેખક હોય તે ધૂમકેતુ છે ધૂમકેતુની શ્રેષ્ટ વાર્તાઓ માની જે પેલી વાર્તા છે પોસ્ટ ઓફિસ વાર્તા ઇ મને કદાચ મારી જિંદગીની સૌથી વધુ મને ગમતી વાર્તા છે અને હું જેટલી વાર વાંચી છું એટલી વાર એટલી વખત હું રડી છું કેમકે આ વાર્તા જે છે પોસ્ટ ઓફિસમાં એમાં એક પિતા પુત્રીનો પ્રેમ બતાવ્યો છે કે જેમાં પિતા છે જે અલી ડોસો તે પોતાની દીકરી મરિયમના કાગળની બહુ રાહ જુએ છે એના પત્રની રાહ જુએ છે મરિયમ છે એ વિદેશ ચાલી ગઈ હોય છે સાસરે પણ અલી ડોસાની જે એક એનો પિતાનો ભાવ છેને એને કોઈ સમજી નથી શકતું બધાયને એવું થાય છેકે આ કેવો ગાંડો માણસ છે રોજ ઊઠીને પોસ્ટ ઓફિસ આવે છે અને પોતાની દીકરીની ટપાલ આવી કે નહીં એનો લેટર આવ્યો કે નહીં એવું રોજેરોજ પૂછ્યા કરે એટલે પોસ્ટ ઓફિસમાં બધાય એને ગાંડો ગાંડો કરીને એને ખિજવે છે કે આ માણસ સાવ ગાંડો છે પણ અલી ડોસાને એમ જ થાય છે કે ના એક દિવસ મારી દીકરીની ટપાલ આવશે જ જરૂરથી આવશે અને રોજે રોજ પોતે જેમ એક માણસ જેમ મંદિરમાં દર્શન કરવા જાય અને જે ભગવાન પાસે એને કેવું હોય કે હું ભગવાનને બધુંજ કઉ અને ભગવાન પાસેથી હંમેશા એક આશા હોયજ એમ તો આવી જ રીતે અલી ડોસાને એમ થાય છે કે મારી દીકરીની મારી દીકરીનો પત્ર એક દિવસ જરૂરથી આવશે જ અને છેલ્લે હવે એ આશા મૂકી દે છે કેમકે હવે એ થાકી ગયો અલી ડોસો રોજે રોજ જઈને બિચારો થાકી જાય છે પછી એવું બને છે કે જે માણસ એની મશ્કરી કરતાં હતાં એમાં પોસ્ટ માસ્તર પણ ખુદ હતા અને પોસ્ટ ઓફિસનો બીજો સ્ટાફ પણ હતો એટલે પોસ્ટ માસ્ટર થાય છે એવું કે ઘણીવખત જ્યારે બીજાનું દુ ખ આપણને સમજમાં ત્યારે જ આવે કે જ્યારે આપણે ઇ પરિસ્થિતિમાંથી મૂકાઈએ અને બને છે પણ એવું જ કે પોસ્ટ માસ્ટરની દીકરી પણ બહારગામ હતી અને એનો પત્ર પણ આવતો નહોતો ત્યારે પોસ્ટ માસ્તરને અલી ડોસો યાદ આવે છે અને ઇ પોતાના નીચેના કર્મચારીને પૂછે છે કે અલી ડોસો હમણાં દેખાતો નથી કાં એ કેમ દેખાતો નહીં હોય એને અચાનક જ અલી ડોસા પ્રત્યે એકદમ લાગણી થઈ આવે છે એને એમ થાય છે કે આ બિચારો પોતાની દીકરીના ટપાલની રાહ જોતો તો હવે એ કેમ નહીં દેખાતો હોય પરંતુ જ્યારે એ નીચેના સ્ટાફને પૂછે છે ત્યારે નીચેનો સ્ટાફ કહે છે કે છેલ્લી વખત અલી ડોસો જ્યારે અહીંથી ગયો ત્યારે મને આ ગિની આપતો ગયો છે તો પોસ્ટ માસ્તર કહે છે કે કેમ ગિની આપતો ગયો છે તોકે એટલા માટે એણે એવું કીધું કે હવે છેને મને મારી ખબર નથી અને મારી દીકરીની ટપાલ આવે મારી દીકરીનો પત્ર આવે તો તમે આ ગિની છેને એ મારી કબર ઉપર મૂકી દેજો તોકે એટલે શું પણ હવે તો બસ અલી ડોસાએ એવું કહીને ગયા છે ને ત્યાર પછી દેખાયા નથી ઇયાં એ વાતને પણ ત્રણ મહિના થઈ ગયાં પોસ્ટ માસ્તર કહે છે શું વાત કરો છો તોકે હા સાહેબ એવું જ બન્યું છે બીજે દિવસે સવારે ફરીથી બધા લોકો પોતાની કામગીરીમાં પોસ્ટ ઓફિસના માણસો બધી ટપાલો છૂટી પાડતાં હોય છે એમાંથી અચાનક જ પોસ્ટ માસ્તરને એક કવર દેખાય છે અને એ કવર ઉપર લખ્યું હતું કોચમેન અલી ડોસા અને એકદમ પોસ્ટ માસ્ટર એ ટપાલ લઈ લે છે અને ઝૂંટવી લઈએ છે કે આતો પેલા અલી ડોસાની ટપાલ એની દીકરીની ટપાલ આવી છે હું જલદી જ લદી અલી ડોસાને આપી દઉં બિચારો ક્યારથી રાહ જુએ છે જેવી મારી હાલત છે એવી અલી ડોસો તો કોણ જાણે ક્યારથી ભોગવતો હતો બિચારો અને જલદી જલદી બહાર નીકળે છે અને જ્યાં બારણું ખોલે છે તો ત્યાં એક પોસ્ટ મેન ઊભો હોય છે પણ ત્યારે પોસ્ટ માસ્તરને એવું લાગે છે કે એ અલી ડોસા છે કેમકે એના મગજની અંદર એવું જ હોય છે અલી ડોસો અલી ડોસો અરર બિચારા અલી ડોસાની ટપાલ હું એને પહોંચાડી દઉં એટલે કહે છે કે અલી ડોસા તમે તમે છો તમારી દીકરીની ટપાલ આવી જુઓ પોસ્ટ માસ્તર લાગણીના આવેશમાં પોતે પણ ભૂલી ગયા હોય છે કે કોની સાથે વાત કરી રહ્યા છે પણ ત્યાં પછી એને કોઈ દેખાતું નથી હોતું પછી બપોર થાય છે પાછો પેલો પોસ્ટ મેન આવે છે તોકે સવારે તમે હતાને મેં તમને એમ કીધું કે આ અલી ડોસા તમારી ટપાલ છે તમે હતા તોકે ના અલી ડોસા તો છે જ નહીં તો કે તો અલી ડોસા ક્યાં છે પણ તોકે અલી ડોસા તો આજથી ત્રણ મહિના પહેલા કુદરતને પ્યારા થઈ ગયા છે ત્યારે પોસ્ટ માસ્તર ખૂબ જ રડે છે આ વાર્તામાં એક જ વસ્તુ કીધી છે કે જ્યારે માણસ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જ્યારે જોવા માંડેને ત્યારે અડધું જગત શાંત થઈ જાય તો મને આ પિતા પૂત્રીની જે આ વાર્તા છે એ હું જ્યારે મેં વાંચી છે ત્યારે મને રડવું આવે છે અને આમેય તે આપણે જોઈએ તો પિતાનો જે પ્રેમ છે એ પિતાની જે ભાષા છે એ પૂત્રી સિવાય બીજું કોઈ જ ન સમજી શકે ખુદ પુત્ર પણ નહીં અને હું આ વસ્તુ એટલા માટે કહી શકું છું કે મારા પોતાના પિતા જે એક વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા એ છેલ્લા બે વર્ષ સુધી કાંઇ બોલી જ નહોતા શકતા કેમકે મારો એકને એક ભાઈ કોરોનામાં જતો રહ્યો એ પછી મારા પપ્પા સ્પીચલેસ થઈ ગયા હતા પણ એ બધું જ મને કહેતા કે હવે મારે આ જોઈએ પછી હું તને આ કહેવા માંગુ છું મારે આ ખાવું છે તું મારી પાસે બેસ અને હું એની દીકરી મારા વહાલા પપ્પાની વાત બધી જ સમજી જતી એને છેક સુધી મને ઇશારાથી બધું સમજાવ્યું હતું એટલે હું ચોક્કસ કહી શકું કે પિતા પુત્રની પુત્રીની જે આ વાર્તા છે જે ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓમાંની એક વાર્તા છે જેને ઘણાં બધાં એવોર્ડ પણ મળ્યાં છે અને અમેરિકાની અંદર પણ ખુદ ગુજરાતી સાહિત્યની દસ વાર્તાઓ સિલેકટ કરવામાં આવી એમાંની આ એક વાર્તા છે તો આ વાર્તાએ મને કાયમ રડાવી છે અને હું જ્યારે જ્યારે વાંચીશ ત્યારે હું રડતી રહીશ બીજું મારે ખાસ કરીને જે હું કવિતા લખું છું એ કવિતા વિષે મેં ઘણી બધી કવિતાઓ લખી છે પણ આ છેલ્લી કવિતા મેં હમણાં જ અઢારમી તારીખે એક કાર્યક્રમ હતો અઢાર અઢારમી ઓગષ્ટ અને ત્યારે મેં આ કવિતાની એક સ્પર્ધા હતી જેમાં સ્વર રચિત કવિતા બોલવાની હતી આપણે જ બનાવેલી કવિતા બોલવાની હતી અને એ લોકોએ ત્રણ વિષય આપ્યાં હતાં એક વિષય હતો સંતાનો અને માતા પિતા બીજો વિષય હતો પર્યાવરણ અને ત્રીજો સબ્જેક્ટ હતો મોબાઈલની દુનિયા તો આ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ઘણાં બધાં લોકોએ આ ત્રણ વિષય ઉપર પોતે સ્વરચિત પોતે લખેલી કવિતા રજૂ કરી હતી મોકલેલી એમાંથી અમને લોકોને સાંઠ જણાંને ફાઇનલમાં સિલેકટ કરવામાં આવેલાં જેમાંથી ચાલીસ વર્ષથી ઉપરના ગ્રૂપમાં આ ગ્રુપ છેલ્લું હતું ચાલીસથી ઉપરના લોકોનું એમાં મેં કવિતા ગાયેલી મારી પોતાની સ્વરચિત કવિતાનું પઠન કર્યું તું અને એમાં મારો પ્રથમ ક્રમાંક આવ્યો છે મારો વિષય હતો મોબાઇલની દુનિયા અત્યારે માણસો બરોબર છે કે મોબાઈલ છે ઇ જરૂરી છે પણ ઘણી વખત મોબાઈલ છે એ પોતે લાગણીના સંબંધોમાં મોબાઈલને હિસાબે એક ઓટ આવી જતી હોય છે તો આ એક લાગણીસભર કવિતાનું હું આપની પાસે પઠન કરું છું અને આપને પણ ગમશે જ તો શરૂ કરું છું કવિતાનું શીર્ષક છે મોબાઇલની દુનિયા સબંધોની સુંવાળપ સરકતી ગઈ સબંધોની સુંવાળપ સરકતી ગઈ ટેરવાંની નજાકત સુકાતી ગઈ આખો દિવસ વોટ્સેપમાં આપણે ટેરવાંથી આમ આમ આંગળી ફેરવા કરતાં હોય એટલે મે કીધું છે ટેરવાંની નજાકત સુકાતી ગઈ પારકાને પોતાના કરવાની ઘેલછામાં પારકાને પોતાના કરવાની ઘેલછામાં સ્વજનોની દુનિયા ડૂબતી ગઈ આ મોબાઇલની દુનિયામાં તારલા જેવી ચમકતી આંખોની તાજગી તારલા જેવી ચમકતી આંખોની તાજગી મેસેજના બોજ તળે શુષ્ક બનતી ગઈ સૂર્યોદયના પ્રથમ કિરણ જેવા સ્મિતમાં કાળા વાદળોની રેખા રેલાઈ ગઈ આ મોબાઇલની દુનિયામાં આખો દિવસ મોબાઈલ કરી કરીને આંખ પણ થાકી જાય અને સતત વિચારી વિચારીને વોટ્સેપના મેસેજો આવતા હોય ફેસબુક આમાં આવો આમ આવતું હોય તેમ આવતું હોય ઘણુંય આપણને લાગુ ન પણ પડતું હોય પણ તોય આપણે જે આપણું પોતાનું ઓરીજનલ સ્મિત છે એ આ બધી વાતચીતમાં ગુમાવી દેતા હોઇ છીએ અને એટલા માટે મેં લખ્યું હતું કે સૂર્યોદયના પ્રથમ કિરણ જેવા સ્મિતમાં કાળા વાદળોની રેખા રેલાઈ ગઈ આ મોબાઈલની દુનિયામાં રાત્રે બધાંય સાથે બેસીને જમતા હોય સાથે તે કેટલો સરસ મજાનો પરિવાર હતો એને બદલે વાળું કરી ખુશી વહેંચતો પરિવાર વાળું કરી ખુશી વહેંચતો પરિવાર છુપાઈ ગયો ખૂણે ખાંચરે છૂટો પડી બાળકોના કિલકિલાટથી ગુંજતું ઘર બાળકોના કિલકિલાટથી ગુજતું ઘર રિંગટોનના અવાજમાં દટાઈ ગયું આ મોબાઇલની દુનિયામાં ટચૂકડા પડદામાં ઇમારતો નિહાળી ટચૂકડા પડદામાં ઇમારતો નિહાળી મા બાપનું ખોરડું વિસરાઈ ગયું નવી સંસ્કૃતિ જાણવાની ભૂખમાં ભોમની ભવ્યતા ભુલાઈ ગઈ આ મોબાઇલની દુનિયામાં અસ્તુ